હાં બોલો બેન હાં હાં બેન જમીન દલાલીનું જ કરું છું બોલોને હાં બરોબર હાં હાં એટલે ક્યાં કયા લેવાની છે આપને અમરેલીમાં જ કે હાં હાં હાં બરોબર હાં એટલે હાં હાં બરોબર છે હવે જમીનનું બેન એવું છે કે અમરેલીમાં જમીન જુદી જુદી સોસાયટીઓમ નજીકમાં દૂરમાં રોડ ટચ અંદર ઊધ્યોગો માટે રહેવા માટે અ એ એલ જુદા જુદા એરો માટે જમીન વેવાર માટે મારી પાંહે આવતાં હોય છે હાં તો એ તો મકાન બનવા માંતે જ જમીન લેવી છે ને તમારે તો

હાં હાં તો આપનો વીસ આપણે કયા વિસ્તારમાં લેવાની થાય છે લાઠી રોડ ઈ આપડું અમરેલીનો બુ વિકસિત વિસ્તાર છે તો તમે સરસ પસંદ કર્યો છે લાથઇરોડની અંદર બીજા બધા વિસ્તારો કેટલા જમીનના ભાવ થોડા વધુ હશે અને એ સોસાયટીમાં આપણને પાછું એવું છે કે જો આપડે નજીક સોસાયટી શરૂ થતી હોયને એના પેલલ વિભાગમાં લેવી હોય તો એ પ્રામાને છેડે લેવી હોય તો ઈ પ્રમાણે એ જુદા જુદા ભાવ છે અને અત્યારે અમરેલીમાં પટેલ વાગે આપડે અમરેલીમાં જમીનનું માપ વસાનું છે એક વસો બે વસા એમ અને એક વસો એટલે માનો કે એક્સઓને ચાલીસ વાર જમીન થાય તો એના જુદા જુદા ભાવ હોય છે તો મોટે ભાગે ત્રણ સાડા ત્રણ લાખ જેવો ભાવ હોય છે તો આપને કયા વિસ્તારમાં કઈ રીતના લેવાનું થાય છે ઈ તમે કયો તો તમને લોકેશન અમે આપીએ જુદા જુદા હાં છે એમાં ઘર એમાં ઘણા ઘણા પ્લોટો છે અન મેં તમને કીધું એ પ્રમાણે એક ઓસાનો દોઢ ઓસાનો એવા જુદા જુદા પ્લોટ છે તો આપને એમાં ઈ જમીન મળી જાશે અને આપ રૂબરૂ મળજો એટલે આપને આખો નકશોને એ બધુ બતાવી અને એનો શું ભાવ છે એ આપડે બેસીને નક્કી કરી શકીએ બરોબર હાં હાં હાં હાં હાં ભલે ભલે ભલે બેન હાં આ મારી ઓફીસ અ સરનામું મોકલીશ તમને હાં ભલે ભલે ભલે રેડી